અમે અમારા ફોટો અને વિડ્યો પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઘણા બધા એપ્લિકેશન આવે છે તેના દ્વારા અમે એડિટ કરીએ છીએ તે ખૂબ સારા એપ આવે છે જેવા કે ફિગ્મા વિ એન વિડ્યો એડિટ એન્ડ ફોટો એડિટિંગ એપ પછી કાઈનમાસ્ટર એવા ઘણા બધા એપ્લિકેશનો આવે છે તેના દ્વારા અમે અમારા ફોટો અને વિડ્યોને એડિટ કરીએ છે